અમારે અમારા જૈનનાં જૈનના મંદિરોમાં આ પાલીતાણા સમ્મેત શિખર શંખેશ્વર પછી અમારા જાત્રા સ્થળમાં અંબાજી પછી ખેડબ્રહ્મા માતા અંબાજી મંદિર પછી મહુડી પછી અમારા બધા જાત્રાળુ સ્થળમાં બધા જે જેટલા જાત્રા સ્થળ છે એ બધે અમે સારી રીતે જાત્રા કરીએ છે અમે હજી અંબાજી ધર્મશાળા બધા અંબાજીમાં ગબ્બર કુંભારિયા કોટેશ્વર